હલો હા વીજળી વિભાગમાંથી વાત કરો છો હા બરાબર હું રાજેશ સોરઠીયા વાત કરું છું આપણે સારથી હાઇટ્સમાંથી બોલું છું મારો ફ્લેટ નંબર છે નવસો એકમાંથી વાત કરું છું એ વીંગમાંથી હા હા મારે ત્યાં હા તમારે ત્યાનું જે વીજળી તમારી ઇલેક્ટ્રિકસિટી તમારી ત્યાંની જ છે તો હવે મારે તમને જણાવવાનું છે કે મારા જે મારું જે મીટર બોક્સ છે એમાં સામેના જે અશોક ભાઈ કરીને એક ભાઈ રહે છે એ ત્યાં છેતરપિંડી કરે છે કંઈક તો ખોલીને છેડખાની કરે છે જેથી મારા બિલ મારું બિલ વધી રહ્યું છે મારો મારું બિલ વધારે આવી રહ્યું છે તો તમે સ્ટ્રિક્લી એની એમની સાથે કંઈક એક્શન લો કે તમને જે યોગ્ય તમારી ક્રિયા હોય તમે એને એક્શન લેતા હોય એ તમે પ્લીસ એને ફોલો કરો હા મેં હા મેં એમનો ફોટો પણ પાડ્યો છે તમને એવું લાગે તો હું પ્રૂફ મોકલી શકુ છું હા તો તમે વહેલી તકે તમે અહીંયા આવો અને આ કરો કરો અને આ મારી કમ્પ્લેન તમે પ્લીઝ લખો અને સ્ટ્રીકલી એક્શન લો અને આ તમને એડ્રેસ અચ્છા એડ્રેસ હા બરાબર એડ્રેસ આપું છું સારથી હાઇટ્સ વાલકેશ્વરની વાડી મોટા વરાછા હા સુરત બરાબર વહેલી તકે આવી જજો મને આના ઉપર સ્ટ્રિક એક્શન જોઈએ છે